બાળપણમાં હું બે દિવસના પ્રવાસે ગયો હતો અમે બે દિવસ રાજસ્થાન ફર્યા હતા જે રાજસ્થાનમાં અમે જેસલમેર જયપુર ઉદયપુર અને રા રામાપીરનું મંદિર આ અલગ અલગ અલગ જગ્યાએ અમે ફર્યા હતા ત્યાં અમે અલગ અલગ જગ્યાએ તો ફર્યા પણ ત પરંતુ અમે બધા જ જોડે હતા ફ્રેન્ડ સર્કલ બધું જોડે હતું અમારા સર અમારા ટીચર જે અમારી જોડે હતા એ અમારું ઘણું ખ્યાલ રાખતા હતા અને બાળપણમાં જો પ્રવાસે બ્ર પ્રવાસની વાત કરું તો એ મારો ખૂબ યાદગાર પ્રવાસ પણ કહેવાય અને એ પ્રવાસ મને મારી જિંદગીભર નહીં ભૂલાય એ પણ કહી શકું પર ત્યારે જ અમે ફ્રેન્ડ સર્કલમાં સવારે અમે શરૂઆતમાં અમે ઉદયપુર પહોંચ્યા ત્યાં અમે નાસ્તો કર્યો ત્યારબાદ અમે ફરવાનું ચાલુ કર્યું ઉદયપુરમાં અલગ અલગ જગ્યાએ ફર્યા ત્યારબાદ જયપુરમાં અલગ અલગ જગ્યાએ ફર્યા આ બધી જ જગ્યાઓ જઈને અમે પાછા ઘરે ફર્યા ત્યારે ઘરે ત્યારે રે ઘરે આવવાનું મન નહોતું થતું એવી રીતે યાદગાર એ યાદગાર અમે ત્યાં મૂકીને આવ્યા હતા ત્યાર બાદ વ વ વાત કરું તો પ્રવાસની ફી અમારે સાતસો આ સાતસો રૂપિયા હતી એ સમયમાં પ્રવાસ અમે સારી રીતે માણ્યો અને પ્રવાસમાં અમને ખૂબ મજા આવી એ પ્રવાસ મારો જિંદગીનો યાદગાર પ્રવાસ છે મારા માટે